એક લાખ એકાણું હજાર એકસો ને એકવીસ બે લાખ પંચ્યાશી હજાર પાંચસો ને પચીસ ત્રણ લાખ પચીસ હજાર પાંચસો ને પંચાવન ચાર લાખ અઠ્ઠાણું હજાર પાંચસો પચીસ નવ લાખ પંચ્યાશી હજાર પાંચસો પંચાવન